હા સરકારી એપનો ઉપયોગ તો કરીએ છીએ ખાસ કરીને આધાર કાર્ડ જ્યારે કાઢવાનું હોય ત્યારે અમે સરકારી એપનો ઉપયોગ કરીએ છીએ તેમાં આપણે આધારનો એનરોલમેન્ટ નંબર નાખી અને જે આપણો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હોય એની સાથે એમાં જે વન ટાઈમ પાસવર્ડ આવતો હોય છે ઓટીપી જેને કહેવાય એ નાખીએ એટલે આપણને આધાર મળી જતું હોય છે અને એ આધાર ડિજીટલ આધારનો ઉપયોગ કરી ઘણી બધી જગ્યાએ જ્યાં ઓનલાઈન એને વાપરવાનું હોય છે અપલોડ કરવાનું હોય છે ત્યાં આપણે અપલોડ કરતાં હોઈએ છીએ